હલો તમે દીવેશભાઈ બોલો છો વીમા કંપનીમાંથી હા આગળ પણ તમારી સાથે વાત થઈ હતી કે અમારો પાક ખરાબ થઈ ગયો છે બધો જે અમે વીમો લીધો હતો ને તે હજુ સુધી પાક્યો નથી અમે જ્યાં ગયા છીએ ત્યાંથી અમને ખાલી ધક્કા જ ખવડાવે છે દિવ્યાંગભાઈ પાસે ગયો તો એ કેય છે આ ભાઈ પાસે જાઓ પેલો કે છે કે આ ભાઈ પાસે જાવ હું જાઉં ક્યાં મારો પાક ખરાબ થયો છે હજુ મને હર વખતે હર રોજ જ્યારે પણ આવું ત્યારે આ ફોર્મ ફ્લિપ કરો પેલું ફોર્મ ફ્લિપ કરો બસ મને ખાલી ટાયલા જ બતાવે છે બધા હજુ સુધી મારી કઈ ફરિયાદનું એક્શન લેવામાં આવ્યું નથી તમે લોગ તમારું કામ કે એક્શન લેવાનું માણસોને હેરાન નહીં કરો તમે આમ માણસને હેરાન નહીં કરો અમે એટલા બધા પૈસા આપ્યા તમને એટલા બધા અમે હેરાન થયા વસ્તુ સારું કે વીમો ખુલી જાય તો સારું વીમો ખુલી જાય તો સારું હવે કરે શું માણસ વીમો વીમો મેં કઢાવ્યો એનો બેનિફિટ શું છે અમને કોઈ બેનિફિટ નથી ના તો તમે આવો છો ના તો તમે અહીંયા જોવો છો જે માણસ મહેનત કરે એને ખબર પડે ના તો તમારે કરવું છે ના તો તમારે ભોગવવું છે ભોગવવું તો અમારે છે અમે વીમો કરીને તો પછતાયા હજુ સુધી મને કોઈ રિસ્પોન્સ જ નથી મળતો તમારી તરફથી તમારા સાહેબ આવ્યા હતાં અત્યારે તો એ પણ ફોટો પાડીને ગયા છે આ કરીને ગયા છે તમે રોજ રોજ ખાલી બહાના જ બતાવો છો બસ આગળ તમારાથી કંઈ કામ થતું જ નથી તમે ફ્રોડ કરો છો એવું લાગે છે અમારી સાથે અમે આટલું બધું મેહનત કરીએ છીએ આ કરીએ છીએ તે કરીએ છીએ તો તમે થોડુંક સપોર્ટ કરો અમને તમારું કામ છે સપોર્ટ કરવાનું તો આનું રીઝલ્ટ અમને ક્યાં સુધી મળશે એક એ જણાવી દો